હા આપની કોલેજમાં આવેલી લાઇબ્રેરીની મુલાકાત લીધેલી છે જેમાં તમામ પ્રકારના પુસ્તકો મૂકવામાં આવ્યા છે અમારા ઘરે પુસ્તકાલય નથી પણ હું ડ્રીમ લાઇબ્રેરી બનાવવા માંગું છું જેમાં એના તમામ મહાન પુરુષોના પુસ્તકો રાખીશ જે વાંચીને હું ઉમદા વિચારો પ્રાપ્ત કરીશ અને તેમના આધારે પણ હું જીવન જીવીશ તેમજ કલાકારો ફિલ્મ કલાકારો નાટ્ય કલાકારો વગેરેના પુસ્તકો પણ રાખીશ જેના કારણે હું પણ તેઓની જેમ સારી રીતે કાર્ય કરીશ તેમજ દાન ધર્મ વગેરે પણ કરીશ ધર્મના પુસ્તકોમાં મહાભારત રામાયણ ભગવદ ગીતા જેવા પુસ્તકો રાખીશ જેના કારણે મારામાં ખૂબ જ સારા એવા વિચારો આવે અને હું પણ તે કર કરવા ઇચ્છું છું આમ હું મારા ઘરના ડ્રીમ લાઇબ્રેરી બનાવવા ઈચ્છું છું